ગુજરાતી મારી માતૃભાષા છે અને ગુજરાતની એ સૌથી મોટી પ્રભુત્ત્વ ધરાવનારી ભાષા છે બધી ભાષાઓમાં હું મારા જો વ્યક્તિ મહત્ત્વને ધ્યાનમાં લઈને વાત કરું તો ગુજરાતી મને ખૂબ જ પ્રિય છે આના સિવાય પણ બીજી ભાષાઓ બોલવા છતાં પણ હું ઘણી વખત કોશિશ કરું છું કે ગુજરાતી ભાષાનો ઉપયોગ વધારે અને વધારે કરતો રહું કારણ કે ગુજરાતી ભાષામાં જે લહેકો છે જે એની અલગ અલગ મીઠાશ છે જે બાર પ્રાંતે બોલી બદલાય એમ કહેવામા આવે છે તદ્દન સાચી વસ્તુ છે કારણ કે જો આપણે નીચેના ભાગથી શરૂઆત કરીએ તો સુરતથી સુરતમાં ખડી બોલી જે આપણે સુરતી કહેવામાં આવે તે કોઈ વખત આપણને એવું લાગે કે કટાક્ષ કરનારી છે કે થોડી ધૂર્ત છે પરંતુ એમાં પણ એમનો એક પ્રેમ છુપાયેલો છે કાઠિયાવાડી જે ખરી તેની તો વાત જ ક્યાં કરવી સૌથી મીઠી બોલીઓમાંની બોલી એને ગણવામાં આવે છે એકદમ મીઠાશથી તમારી સાથે વાત કરે અને તમારે કયા કયા ધંધામાં શું શું છે બધું જાણી લે એ લોકો સંસ્કૃતિને પણ આ જ રીતે જાળવવી હોય તો ભાષાનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ છે એમાં કારણ કે સંસ્કૃતિને જળવાય જ કેવી રીતે બોલીને લખીને કે જાણીને સમજીને અને વાતો કરીને તો હવે આવા બધા સંજોગોમાં એક મૂળભૂત ભાષા તો જોઈએ કે જે દરેકને સાંકળી રાખે દરેકે દરેક ક્ષેત્ર જે ખરું તેની પોતાની બોલી ભલે હોય એક અલગ અલગ પણ ગુજરાતી ભાષા જો બધાને આવડતી હોય તો એનાથી ખૂબ જ સારી રીતે તમે આગળ વધી શકો છો અને સંસ્કૃતિને પણ સાથે ખેંચીને લઈ જઈ શકો છો એવું નથી કે સંસ્કૃતિને જાળવવાની જરૂર નથી ખૂબ જ જરૂર છે આજના સમયમાં તો ખાસ અને કપરી જરૂર છે કારણકે ઘણા લોકો હવે સંસ્કૃતિને ભૂલવા માટે અને ભાષાને ભૂલવા માટે જે વિદેશી તરફેણ કરે છે તે જોઈને હાસ્યસ્પદ તો લાગે છે સાથે દુઃખ પણ થાય છે કે કેવી રીતે આ લોકો ભૂલી જાય છે પોતાની માતૃભાષાને